સ્વચ્છ ભારત અભિયાન કેવી અસર પડી છે એને સ્વચ્છ ભારત અભિયાન આમ સારું છે હોઈ શકે અને એમાં એવું હોય કે જે સફાઈ કામદારો ઉપર થોડુંક બાય ફોર્સ કામ કરાવવામાં આવે તો કરી શકે છે બાકી નેતાઓ અને નેતીઓ ફક્ત ફોટા પડાવે ફોટો સેશન કરે ખર્ચ અને સમય બગાડે પ્રજાના ટોળાં ભેગા કરીને બ એટલા લોકોના દોઢસો બસોના સમય બગાડે એ લોકોનું આગમનથી વિદાય થાય ત્યાં સુધી બધાય લોકોનો સમય બગાડે એમાં ફોટો સેશન જે છે એ એવું ન હોવું જોઈએ અને આસપાસનો વિસ્તાર તો જે નગર નિગમના અધિકારીઓ હોય એના ઉપર આધાર રાખે હવે આ વિષય એવો છે કે એમાં નગર નિગમના આઈએસ આઈએએસ હોય કે નાનું નગર હોય તો ચીફ ઓફિસર હોય એને આ બાબતમાં રસ હોતો નથી કારણ કે આ બાબતમાં મતલબ આઈએસને કંઈ એટલું મલાઈ મળતી ન હોય પણ એને સફાઈમાં કાંઈ એટલો રસ ન હતો ને એને બીજા કામો પણ એનામાં જો આવડત હોય આઈએસમાં તો એ બેઠાં બેઠાં કરી શકે એને એના ઘણાં પ્રકાર હોય આઈએસમાં જો આવડત હોય તો માનો કે આઈએસ છે એ ખાલી એમ પૂછે રાજકોટમાં કે ભાઈ જાગનાથ શેરી નંબર તેર એમાં કચરાનો ઢગલો ઉપડી ગયો કે નહીં મારે હા કે નામાં જવાબ જોઈએ જો આઈએસ કમિશનર કે એ લોકો મિટિંગ લે ત્યારે આવા સવાલ પૂછે તો એમાં પછી કામ થાય કારણ કે એમાં નીચેનો સ્ટાફ તો બીજું કંઈ બોલી જ ન શકે એટલે એ કામ થયું છે કે નહીં થયું દાખલા તરીકે બીજું ઉદાહરણ આપું કે કોઠારીયા રોડ ઇલેક્ટ્રિકના થાંભલા નંબર પાંચ સો બાવીસ કાલ સાંજે લાઈટ ચાલુ હતી કે નહીં મારે હા કે નામાં જવાબ જોઈએ તો આવી રીતના થઈ શકે પછી સફાઈ કામદારોના સેમિનાર થઈ શકે એને માનવતાભર્યો અને પોતાના પગાર પ્રમાણે એને નીતિમત્તાથી જે કામ કરવું જોઈએ તો એ કામ માટે એમને સમજાવવા જોઈએ એનો જે સુપરવાઈઝરી સ્ટાફ છે એ જો સુધરી જાય એને કામ જ નથી કરવું દાખલા તરીકે સેનેટરી ઈન્સ્પેકટર હોય તો એની નીચે એક માણસ એને રાખ્યો જેને ગણોતિયા જેવો આપણે કઈ શકીએ દાખલા તરીકે પોલીસમાં હોય તો પોલીસ ઈન્સ્પેકટર હોય તે એના માણસો એને નાના કોન્સ્ટેબલને એવા અથવા એ બીજા કોઈ એને રાખ્યા એવા એ માણસો મતલબ એના મની આર્થિક વ્યવહાર કરતાં હોય એમ અહીંયા સેનેટરી ઈન્સ્પેકટર હોય વોર્ડનો તો એમણે એક માણસ આવો સફાઈ કામદાર રાખ્યો હોય એ બધા એના કામ કરી આવે જે આમાં ફરિયાદ જોઈ આવ આમ સાફ સફાઈ થઈ હોય આ કરી આવ આ કરી આવ ચા લઈ આવ નાસ્તો લઈ આવ ખમણ લઈ આવ એટલે જે ઈન્સ્પેકટર હોયને એ વોર્ડનો કમિશનર કહેવાય પણ એને કંઈ કામ કરવું નથી અને ધ્યાન આપવું નથી એટલે એને ખાલી વહીવટી પ્રક્રિયા ઉપર માહિતી મંગાવે તો કામદાર પાસે મંગાવી લે બીજા દ્વારા બાકી એને ખુદ જો આ લોકો જે જે જેને જેને નોકરી મળી ગઈ છે એ પોતાની નીતિમત્તાથી કામ કરે તો આ દેશના બાળકોમાં અને જે કર્મચારીઓ છે એનામાં આવા સદગુણો રોપવા જોઈ કે દેશ માટે એનામાં દેશ માટે એવી દેશ ભાવના હોવી જોઈએ એવી તમન્ના હોવી જોઈએ કે મારે દેશ માટે મને કુદરતે રોજી રોટી આપી છે તો હું આજના દિવસનું જ એક સેનેટરી ઈન્સ્પેકટર હોય એક વોર્ડમાં ચાર પાંચ સેનેટરી ઈન્સ્પેકટર હોય તો આ લોકો જો સફાઈ કરાવવામાં રોજના પાંચ પાંચ અલગ વિસ્તારો જોવે તો પણ ઘણું સારું થઈ જાય અને અથવા તો એને એવો ફિડબેક એવા રાખવા જોઈ માણસ કે ભાઈ અમસ્થા એ કોઈ મિત્ર હોય તો એ કહી દે કે અહીંયાઆવું કચરો પડ્યો છે આમ તેમ પણ હકીકતમાં આજે તો રાજકોટમાં એવું જોઈ તો ઘણી અત્યારે આજે જગ્યા અમે હોટેલમાં બસ સ્ટેન્ડે બેઠાં તો બસ સ્ટેન્ડના અત્યારે હોટલથી નીચે ઉતરતા પગથિયાં પાસે જ અત્યારે તો મેં નથી જોયું પણ કાલ સાંજે એટલો બધો કચરો હતો ને તો એમ થાય કે રાજકોટમાં અમારે આજે આવું જેને ખબર પડતી હોય એ એક રાજકોટ પ્રત્યેની ખરાબ દૃષ્ટિકોણ લઈને જાય કે ભાઈ આટલું બધું આવું ખરાબ દૃશ્ય છે કે જે ગંદકીને કચરો હતો એવું બધું એવી રીતના ઘણું બધું હોય સાફસફાઈ હોય યુરીનલ હોય તો યુરીનલની વ્યવસ્થા નિયમિત આ લોકોએ ચેક કરવી જોઈએ પણ ચેક ઘણી જગ્યાએ ચેક જ નથી કરતાં તો એમાં સાફસફાઈ કઈ રીતના થાય અને જે ન આ જે રાજકીય માણસો હોય એ ખાલી ફક્ત અને ફક્ત ફોટો સેશન આપતા હોય અમુક વખતે એવું પણ રાખવામાં આવે કે અમુક સત્તાધારી સત્તાધારી પક્ષ હોય તો ખાલી સત્તાધારી પક્ષના જ જે બોડી હોય તો એને ઈનામમાં નંબર આપી દે એટલે બીજાનું સારું હોય તો એમને પણ નથી આપતા તો આવું બધું ન હોવું જોઈએ તટસ્થતા હોવી જોઈએ અને બધા કર્મચારીઓમાં આવી દેશ પ્રત્યે દેશ ભાવના હોવી જોઈએ કે મને નોકરી મળી છે કુદરતનો આભાર માનવો જોઈએ અને રોજના રોજ એ પ્રમાણે નીતિમત્તા પ્રમાણે એમણે કામ કરવું જોઈએ કારણ કે એનું ઉદાહરણ જોઉં છે કે દાખલા તરીકે બિચારા ગોધરા સાઈડના મજૂરો હોય તો એ જે રસ્તા ખોદાણ કામ કરતાં હોય કે એ ખોદતાં હોય તો એને બિચાઉરાવને એક દિવસનું આટલું આપી દે એના બાળકો પણ સાથે હોય છતાં પણ એ લોકો ત્રણસો ક રૂપિયામાં કેટલું બધું કામ કરતાં હોય છે એમકે આટલું એને બદલે આજે સફાઈ કામદારો છે તો એને એક એરિયા સોંપી દીધો હોય પણ એ શ એરીયા સારી રીતે સાફ કરવામાં આવતો નથી એ પહેલેથી જ રોજ રોજ થોડો થોડો કચરો ભેગો કરતાં જાય અને પછી પછી એના ઈન્સ્પેકટર જે સાહેબ હોય એને એમ વાત કરે કે અહીંયા મારા લતામાં વિસ્તારમાં ઘણો બધો કચરો ભેગો થઈ ગયો તમે વાહનથી ભરાવી લેજો પણ જો એનામાં એવી નીતિમત્તાના ગુણ પીરસવામાં આવે કે ભાઈ આ મારે કરવું જોઈએ અને આવી રીતના આ આ આનાથી દેશ સમાજ ને શહેર માટે આ હેલ્થ આરોગ્ય માટે સારા આશય છે અને એનાથી તમામને ફાયદો છે તો એને એની એ પ્રમાણે જે પગાર લેતા હોય એ પ્રમાણમાં એને કામ કરે તો આવું ઘણા સુધારા થઈ શકે તેમ છે માટે આવી રીતના બધા અધિકારીઓ પણ પોતાના સમય દરમિયાન નાસ્તા પાણી અને જો આવી રીતના રોજ આઠ દસ આઠ દસ જ ખાલી લતા વિસ્તાર ચેક કરવાના હોય જો એટલા ચેક કરી લે તો ક્યાંય આખા વર્લ્ડમાં ક્યાંય કચરો સાફસફાઈ થાય ઉપરથી અમુક પ્રશ્ન હોય એડમિનીસ્ટ્રેશનના હોય છે કે વાહનોના હોય છે તો એ વાહનો માટે યોગ્ય રજૂઆત કરવી જોઈએ તો વાહનોને એવું તો મળી રહે પણ આ માટે એમણે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ